ગુજરાતમાં આવી દ અલગ અલગ સરકારી યોજનાઓ છે કે ભાઈ મા કાડ યોજના છે પછી ધારો કે માતૃત્ત્વ એવી યોજનાઓ છે કે ભાઈ બાળકને અઢાર વર્ષ સુધી થાય તો એને દર ત્રણ મહિને કે ભાઈ છ હજાર પહેલાં મળે પછી એક એક હજાર એમ કરીને શિક્ષણ સુધી ને દીકરી લગ્ન સુધી પહોંચે તો એક લાખ મળે પછી એવી શિક્ષણની કેટલીક યોજનાઓ છે કે વ્યક્તિ આઠમા ધોરણમાં પહોંચે તો એમને આઠ હજાર દસમામાં પહોંચે તો ભાઈ અલગ અલગ પ્રકારે બારમા સુધી પહોંચે તો અલગ અલગ એને એ રીતે સરકાર દ્વારા યોજના મળતી હોય છે કેમકે એ એ રીતે છોકરો બિચારો અગર એનાં ઘરમાં એવી પરિસ્થિતિ ના હોય કોઈ કમાનારું ના હોય કોઈ સારી પરિસ્થિતિ ના હોય તો એ શું આગળ વધી શકે અને માત માતૃત્ત્વ મા યોજનામાં બી એવું છે કે ભાઈ કે બા દીકરી બાળ દીકરી યોજના છે કે ભાઈ દીકરી પરણી જાય ત્યાં સુધી એને સરકાર લાભ આપે છે એ બહુ સરસ છે અને આ રીતે શિક્ષણ ક્ષેત્રે છે પછી રોજગારમાં બી અલગ અલગ છે કે ભાઈ સીવણ કપડા સિલાઈવાળા છે ને છે પછી વાળ કાપવાવાળાને છે બાળકો દરેકને અલગ અલગ યોજનાઓ પ્રમાણે એમને આપતા હોય છે કે એ શું કે એમની કાર્યસિદ્ધિમાં એ આગળ વધી શકે